હેલો અચ્છા એટલે તમે દેવ્યાનીબેન વાત કરી રહ્યા છો ઓકે હા હા હા મને ઓળખાણ થઈ તો તમારે સુરતમાં શું લેવું છે સોનું લેવું છે એમ ને તો એની માટે છે ને તમે કલા મંદિર છે પછી બીજી બે ત્રણ જગ્યા છે કલ્યાણ જ્વેલર્સ છે એ બધી જગ્યાએ જઈ શકો છો ત્યાં તમને સારું એવું ગોલ્ડમાં ડિઝાઈન પણ જોવા મળશે સારી એવી અને જે મેકિંગ ચાર્જ ને બધું છે એ પણ ત્યાંનો સ્ટાફ સારી રીતે સમજાવશે કલા મંદિરમાં તમે જશો તો વધારે સારું પડશે અઅ ટેક્સટાઈલ માર્કેટ બહુ જ મોટા માર્કેટ છે જે સુરતમાં તમે મજુરા ગેટ પેલી બાજુ જાઓ ત્યાં તમને માર્કેટો જોવા મળશે અને એ માર્કેટોમાં તમને બધું જ મળી રહેશે સલવાર કમિઝ કુર્તા પછી પેન્ટ છે સાડી છે ચણીયા ચોલી છે બધાનાં જ મોટા મોટા માર્કેટ છે પણ ત્યાં તમે છેને પહેલી વાર જાઓ તો બધી દુકાનમાં ફરી લેજો ભાવને બધું પૂછી લેજો પછી તમને જ્યાંથી યોગ્ય લાગે ત્યાંથી ખરીદી કરજો હા ચોક્કસ તમે મને જણાવજો તમારે ક્યારે જવું છે જો એ સમયે મારે કઈ કામ નહીં હોય તો આપણે બે જોડે જ જઈશું હા કાલે ચાલશે વાંધો નહીં એવું હોય ને તો આપણે બપોરના સમયે જઈએ એટલે કામ પણ પૂરું થઈ ગ્યું હોય છોકરાંઓ પણ સ્કૂલે ગયા હોય એટલે વાંધો નહીં આવે ઓકે હા